હા હું જયવીર વેજીટેબલમાંથી મીના મોચી વાત કરી રહી છું તમે કોણ હા બોલો બોલો હા હા તમારો પ્રસંગ કઈ તારીખે હશે એટલે એક દિવસ માટે શાકભાજીની જરૂર છે કે બે ત્રણ દિવસનો પ્રસંગ છે બરોબર હા તો તમે શાકભાજીમાં શું શું લેવાનું પસંદ કરશો હા હા બરોબર તો તમે એક કામ કરજો કાલે મને આવીને મળી જજો બરાબર કાલે એક કામ કરજો સવારે થાય એટલું વહેલું આવતા રહેજો તો મને અત્યારથી જ શાકભાજીની ખબર પડે કે કેટલું શાક તમારું અલગ કાઢું જુઓ અમારી સ્કીમમાં કેવું હોય છે કે અમે સવારે જ્યારે તમે ઓર્ડર નોંધાવો છો ત્યારે અમે ટોટલ રકમ કહીએ છીએ અને એમાંથી થોડુક વીસ ટકા કે પચ્ચીસ ટકા એડવાન્સ તમારે ત્યાં જમા કરાવવાનું હોય છે પછી અમે તમારે ત્યાં ડિલીવરી કરી દઈ પછી તમારે વપરાઈ જાય ત્યારેજ બધું પેમેન્ટ કરવાનું હોય છે અને જો તમારે કોઈ પણ શાક વધે છે તો એ પણ પાછું તો અમે લઈ લઈએ છીએ પણ એમાં થોડો ભાવ ઓછો કરીને આપીએ છીએ એ રીતનું અમારે હોય છે હા એટલે એમાં કેવું છે કે જો તમે સામાન્ય રીતે એક કિલો બટાકા ખરીદવા જાવ તો એ ત્રીસ રૂપિયા પડે છે બરોબર હવે તમે અમારા ઘરેથી દસ કિલો જેવા બટેકા લો અમે તમને વીસ રૂપિયે આપીએ તો તમારે કિલો પાછળ દસ રૂપિયા જેવો ફાયદો પડે એ રીતે અમે જથ્થાબંધ માલ આપો તો એવી રીતે આપીએ છીએ જો અમારે જે પણ પાક ઉગાડવામાં આવે છે તે બિલકુલમાં ખાસ કરીને દવાનો ઉપયોગ કરવામાં જ આવતો નથી અને એકદમ સફાઈથી કરવામાં આવે છે અને અમે શાક જ્યારે તમને જ્યારે મોકલવું છે ત્યારે પણ તેને પૂરેપૂરી રીતે ધોવાય એની પણ કાળજી રાખીએ છીએ જેથી ખરાબ કે બગડેલું શાકભાજી કોઈને ત્યાંના પહોંચે તેની પણ અમે કાળજી લેતા હોઈએ છીએ અમારી ગુણવત્તા બાબતે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ કે ગ્રાહકોને સંતોષી શકીએ હા હા તમને ચોક્કસપણે ડિલેવરી મળી રહેશે હા હા તમે સવારે મેં તમને કીધુંને દસ વાગે મળી જશે